અહીં વાત જ્યારે ઇતિહાસની આવે ઇતિહાસ એટલે કરવામાં આવે છે આ વિષય એટલે રાખવામાં આવે છે

ત્યાંથી નજીક પરબ આવે છે તો ત્યાં એક દેવીદાસ બાપુ કરીને હતા તે વાળ તે કોઢ ભીત છે જેવી બીમારી હતી એ બધાનું એ લોકો મદદ કરતાં અને તે સમયમાં એ જે કોઈ બી કોઢ કોઈને નીકળ્યો હોય એટલે ઘરની બાર કાઢી મોકલતાં એવા લોકોની આ બાપુ સેવા કરતાં તેમા અમરમાં કરીને હતાં એ બી એમની મદદ કરતાં અમરમાં એવાં હતાં એમને લગ્ન ના દિવસે એટલે કે એમનું આણું વાળવાનું હતું ત્યારે તેમને વિચાર આવ્યો આવા લોકોને તેમણે જોયાં ને ત્યારે જ એમને વિચાર આવ્યો કે આ જીવનનો કંઈ જ મહત્વ નથી આવી રીતે એમનો યોગ દાન પોતે પોતાનાં આવાં લોકોમાં એ કરે છે અને થયું એવું કે એક વાર તે બગસરા ગામમાં આવી રીતે એ જે કોઢ લોકો થયા હોય એના માટે જમવાનું માંગવા જાતા એટલે કે દાન બધાના ઘરે બધા વરોના ઘરમાંથી એ લોકો રોટલો લઈ આવ્યા તો રોટલાની વાત અઈયાં એવી હતી બાપુ એમને કહેલું હતું કે ગમે તે કાસ્ટના હોય રોટલો લેવાનો ફરજિયાત છે તો આવી રીતે અમરમાં ત્યાં બગસરા ચાલ્યાં ગયાં તો ત્યાં થયું એવું ત્યાંના દરબાર બગસરાના જ્યાં તે દરબાર ગઢ છે ત્યાંના દરબાર ગઢમાં ચાર પાંચ દરબાર હતા તો એ અમરમાંની એવી રીતે એમને અપ વ્યવહાર કરયા એમાં તો એ લોકોને નોતી ખબર કે અમરમાં શું છે તો આવી રીતે બધું થયું એને અમરમાં જે છે એ એમનું મૂળ સ્વરૂપ દેખાડેલ છે ગામના દરબારને અને આમ એક ત્યાં તીર્થધામ પણ છે તીર્થધામ તો નઈ પણ પરબ કરીને ત્યાં એક ગામ છે ત્યાં આવી રીતે તેમની સમાધિ છે હજુ બી અને અત્યાર હાલની તતમાં બી ત્યારે બગસરાનું કાઈ પણ ચડાવવામાં આવતું નથી આ એમનો ઇતિહાસ છે એમના સંઘર્ષો છે આવું બધુ છે